જો મેં બનાવેલો ખોરાક અન્ય લોકોને પસંદ આવે તો હું મારી રેસિપી જે જેવી રીતે બનાવું છું તે તેવી રીતે શીખવાડવાની કોશિષ કરું એનાથી સરળ થાય તે રીતે તેમની તેમને શીખવા મળે તે રીતે હું આ તેમને શીખવવાને પ્રયત્ન કરું અને સરળ રીતે અને સારી રીતે તેમને એ શીખવા મળી જાય તે હું પ્રયત્ન કરું